હં હાર્દિક ચાવડા બોલું છું સાહેબ હું તમારી પાસેથી છે ને લાસ્ટ ટાઈમ એક બુક લઈ ગયો હતો વાંચવા માટે ટ્રાન્સેનડેન્સ કરીને હવે મારે છે ને ટ્રાન્સેનડેન્સ એ તો મેં પાછી સબમિટ કરાવી દીધી પણ હવે હું તમને એવું પૂછું કે મારે છે ને એક મર્ડર મિસ્ટ્રી અથવા તો હોરર જેવી કોઈ નોવેલ હોય તો એના માટે સારા ઓથર તમે મને સજેસ્ટ કરી શકશો હં તો આપોને મને જરા

ઓકે ઈંગ્લીશ હા વાંચું છું ને હા ટ્રાન્સેનડેન્સ ઈંગ્લીશ જ છે ઈંગ્લીશ જ એટલે હું વાંચું છું હું હા હં હં ઓકે ઓકે

હં હં ઓકે હમ હં

ઓકે લખાણમાં હોરર જોવા મળે એમ હા ઓકે એ તમારે હમ હં હં ઓકે

હં હમ ઓકે હા બોલો હં ઓકે

ઓકે ઓકે ઓકે ઓકે હા જોયું જોયું ને મેં દૃશ્યમ ઓકે હં હં ઓકે ઓકે ઓકે અવેઇલેબલ છે ને આપણી પાસે ઓકે ઓકે અને આપણી પાસે કિડસ માટે પણ અવેઇલેબલ હશે ને કદાચ મારો સન સાથે આવે ને એને કોઈ બુક એને મળી જશે ને એમની પાસે ઓકે ઓકે ઓકે ઓકે ઓકે ઓકે ઓકે થેન્કયુ તો હું આજે સાંજે જ તમારે ત્યાં વિઝિટ કરું છું હેં ને ઓકે

ના બરાબર છે બરાબર છે હું આવી જાઈશ સાડા સાત પહેલાં એમ તો ઓફિસેથી છુટીશ ને એટલે મારા સનને લઈને એમને બી બુક રીડિંગનો શોખ છે તો એને લઈને હું ને બન્ને સાથે આવી જઈશું ઓકે ઓકે થેંક્યુ